મને લાગે છે કે ભારતમાં પરિવહન વ્યવસ્થા ઘણી સારી છે ભારતમાં પરિવહન પ્રણાલીના બે ભાગો છે એક ઇન્ટરસિટી અને બીજુ ઇન્ટ્રાસિટી આંતર શહેર માટે ઊંડા ગ્રામીણ વિસ્તારોમાં પણ ટ્રેનો જ જોડાય છે પછી ત્યાં એક સાર્વજનિક બસો છે જે રાજ્યની અંદરના મોટાં શહેરોને જોડે છે આનાથી લોકો પ્રવાસન પ્રવૃત્તિઓ અને રોજગાર સંબધિત તકો માટે વિવિધ શહેરોમાં જઇ શકે છે ઇન્ટ્રા શહેરો માટે બસો અને મેટ્રો ટ્રેનો છે તેઓ પરિવારનાં ખર્ચ અસરકારક માધ્યમ છે મેટ્રો ટ્રેન કનેકટીવિટી ક્યારેક પડકાર બની શકે છે તેથી વધુ સારી સુવલતા માટે સ્ટેશનનું મજબૂત નેટવર્ક હોવું મહત્ત્વપૂર્ણ છે બસોમાં મોડી સાંજના કલાકો દરમિયાન કેટલીક સુરક્ષા પડકારો હોઇ શકે છે જોકે એકંદરે ભારતમાં પરિવહન વ્યવસ્થા સારી છે